કે ભાઈ સ્ત્રીઓને ધારો કે બાળકોને ભણાવવું જોઈએ પછી એમને અમુક એક્ટીવીટીમાં આગળ કરવું જ જોઈએ પહેલાં એવું ચાલતું હતું કે આપણે ના ભણાઈએ સ્ત્રીઓને આપણે હવે ઘરે બાર સુધી બહુ થઈ ગયું દસ પણ હવે એવું હવેનું હવેનું એવું કલ્ચર થઈ ગયું છે કે તમારે ભણાવવું જ જોઈએ અત્યારના જમાનામાં જોવો કેટલું આગળ વધી ગયું છે લોકો આઈએએસ આઈપીએસ બને છે અત્યારે કંઈક કેટલી મોટી પોસ્ટ પર હોય છે તમે સ્પોર્ટ્સની લાઈને જોવો કે ક્રિકેટરો બેન અમુક પૈસાની કે કેવી રીતે કમાય છે પહેલાં એવું ચાલતું હતું પણ હવે એક્દમ ડિફરન્ટ થઈ ગયું છે કેમ કે હવે હવે તો હવે લોકોના વિચારોમાં બદલાવ આવ્યો છે કે ભાઈ આપણે આગળ વધવું જોઈએ કઈ રીતે વધાય કારણ કે એક પહેલાં એક એક હદ હતી કે પહેલાં ભાઈ આપણે કે ક્રિકેટમાં બેડમિન્ટન છે ક્રિકેટ છે ફૂટબોલ છે એવી રીતે દરેક વસ્તુમાં દરેક ક્ષેત્રે આપણે સમાન અને આગળ વધવું જ જોઈએ